ગુજરાતમાં સ્થાનિક કલા અને હસ્તકલાના દૃશ્યો અનેક જોવાની તકો મળે છે જેમાં આપણને ગુજરાતની ખાંડવી અને પાટણનાં પટોળાં રાજકોટના પેંડા જેવા અનેક સ્થાનિક હસ્તકલા અને કલાના દૃશ્યો જોવા મળે છે અને ગુજરાતમાં આવી સ્થાનિક કલા હસ્તકલા સાથે અનેક ઉદ્યોગો સંકળાએલા છે જેમાં અનેક લોકો ઉદ્યોગો કરે છે પોતાનું ઘર ચલાવે છે ને આવા એક ઉદ્યોગમાંથી અનેક બીજા અલગ અલગ પ્રકારના કલાને હસ્તકલાના ઉદ્યોગોનો આરંભ થાય છે ને આ રીતે અહીં હસ્તકલા ખૂબ જ પોપ્યુલર થાય છે પ્રખ્યાત થાય છે અને આ કલા અહીંયાં ખૂબ જ વિકસિત બી થાય છે અને આવી હસ્તકલા એ કલા અને ગુજરાતમાં જેવા ગુજરાત જેવા આ નાના શહેરોથી લઈને મોટા મોટા શહેરોમાં બી ખૂબ જ પ્રખ્યાત છે